યોગ શીખવા માટે શરૂઆતમાં મેં બાબા રામદેવજી દ્વારા જે યોગ ચેનલ શરૂ કરવામાં આવી હતી એનાં ઉપર જે યોગ પ્રક્રિયા જે છે શીખવવામાં આવતી હતી એનો સહારો લીધો હતો એટલે એમના યોગ જ્યારે સવારે શરૂ થાય ત્યારે હું ટીવીની સામે આસન પાથરીને જે છે બેસી જતો હતો અને એમના દ્વારા જે છે એ યોગનો જે છે એ શીખતો હતો ધીમે ધીમે એમણે યોગ કરવા માટેની સાચી પદ્ધતિ જે છે શીખવાડી કે કઈ પદ્ધતિથી યોગ કરવામાં આવે તો એ જે છે ફાયદાકારક છે અને એના આધારે અત્યારે હું મારા ઘરે જાતે આ યોગ જે છે એ કરું છું ક્યારેક ક્યારેક જે છે સવારે ગાર્ડનમાં જઈને પણ ત્યાં સમૂહ યોગ કેટલાક એનજીઓ દ્વારા જે છે એ ચલાવવામાં આવે છે ત્યાં જઈને જે છે આ યોગ પ્રક્રિયા જે છે એ કરું છું હવે યોગ શીખતી વખતે લોકોને કઈ કઈ મુશ્કેલીઓ પડે છે પહેલી વાત તો યોગ એટલે શું તો કહે ભાઈ શ્વાસની આવન જાવનની પ્રક્રિયા અને આ શ્વાસની આવન જાવનની પ્રક્રિયા જે છે એ યોગ્ય રીતે કરવામાં આવે તો જ યોગ ફાયદાકારક થાય છે એટલે એ બેઝિક વસ્તુ જે છે વ્યક્તિએ જે છે એ શીખવી જરૂરી છે નંબર ટૂ યોગ માત્ર સવારે કરવામાં આવે તો એ વધારે ઉપયોગી છે ઘણાં બધાં લોકો જે છે એ યોગ ગમે ત્યારે જે છે કરવા બેસી જતાં હોય છે પણ સવારે શું કામ કારણકે સવારે યોગ કરવામાં આવે તો પૃથ્વી ઉપર હવામાં ઓક્સિજનનું પ્રમાણ જે છે એ ત્યારે સૌથી શુદ્ધ હોય છે અને વધારે હોય છે અને આ સમયગાળા દરમ્યાન જો યોગ અને પ્રાણાયામ કરવામાં આવે તો એનો વ્યક્તિને સૌથી શ્રેષ્ઠ ફાયદો થાય છે અને એવું કહેવાય છે કે જે વ્યક્તિ પાંચ થી છની વચ્ચે કુદરતી વાતાવરણમાં ફરે છે એને કોઈ બીજી દવાની જે છે જરૂર પડતી નથી ધીમે ધીમે ધીમે એની દવા હોય તો એ દવાથી દૂર જતો જાય છે દવા એની ઓછી કરવી પડતી હોય છે જો આ નિયમિત પ્રોસેસ કરવામાં આવે તો એટલે જો સવારના ટાઇમમાં યોગ કરવામાં આવે તો વ્યક્તિ ખૂબ જ સારી રીતના યોગનો જે છે ફાયદો મેળવી શકે છે બાકી ઘણાં બધાં લોકો જે છે એ રાતના સમયે યોગામાં જતા હોય છે ઘણાં બધાં લોકો જે છે એ બપોરના ટાઇમે જે છે યોગ જે છે પસંદ કરતાં હોય છે પણ એનાથી જે છે શરીરને જે ફાયદો થવો જોઈએ તે ફાયદો થતો નથી ટૂંકમા યોગ જે છે એક સાધક પ્રક્રિયા છે અને આ પ્રક્રિયામાં તમે જેટલા વધારે ડેડીકેટડ થઈને નિષ્ઠાથી અને પ્રયાસ કરશો એટલો તમે જે છે એનો ફાયદો મેળવી શકશો બીજું ઘણી વખતે લોકોને જે છે તે યોગ કરવા માટેની જે છે સાચી માહિતી ખબર નહોતી હોતી એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ સ્વિચઓન કરીને સ્વિચઓફ કરતા હોય છે એટલે કે અહીંયા ચાલું કરે બીજી જગ્યાએ ચાલું કરે ત્રીજી જગ્યાએ ચાલું કરે પણ ખરેખર એની બારીકાઇ જે છે એની જે એ ટુ જેડ વસ્તુ જે છે એ જો પહેલાં શીખી લેવામાં આવે તો યોગ પ્રક્રિયાનાં જે છે સારાં પરિણામો જે છે પ્રાપ્ત કરી શકાય છે બીજું યોગનો મતલબ જે છે એ માત્ર શારીરિક પ્રક્રિયા નથી યોગનો મતલબ જે છે શારીરક અને માનસિક સમન્વય છે તમારે માનસિક શાંતિ પણ પ્રાપ્ત કરવી હોય તો પણ તમે યોગ પ્રક્રિયાના જે છે સહારે અથવા તો યોગ પ્રક્રિયાનાં જે છે શરણે જે છે જઈ શકો છો આમ યોગ કરતી વખતે આવી નાની નાની બાબતો જે છે એ ધ્યાનમાં રાખવામાં આવે તો બહુ સારી રીતના શાંત વાતાવરણમાં કરવામાં આવે તો બહુ સારી રીતનાં તમે જે છે એનો ફાયદો જે છે મેળવી શકો છો